ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની વાત અને એમાં પણ જો કળાની વાત કરું ને તો મને મજો પડી જાય એટલે ટેસડો પડી જાય અમારા રાજસ્થાનમાં ભરતકામ ખૂબ જ પ્રખ્યાત હતું જે સ્ત્રીઓ દ્વારા થતું હતું એ સ્ત્રીઓ ઘરે ઘરે ભરતકામ કરતી કારણ કે એમને થોડોક પોતાના માટે તેનો સમય મળી જાય થોડુંક આરામ મળે એમને રોજિંદી કામોમાંથી એમના દરરોજના કામોમાંથી એમને થોડીક રાહત મળી જાય પોતાના માટે કંઈક કરવું હોય તો ત્યારે સ્ત્રીઓને કરવા માટેની છુટ હતી તો ભરતકામ પણ ગ્રામીણ વિસ્તારના લોકો એવું સમજતા કે ભરતકામ પોતાના ગામ સુધી જ સીમિત હોવું જોઈએ એને બહારના વેચવું એને ના શોધવું એને બહાર ના દેખાડવું એ સ્ત્રીઓને કહેવામાં આવ્યું હતું સ્ત્રીઓ ભરતકામ કરતી અને એ ભરતકામ કરેલાં કપડાં એ પોતે વેચતી ઘણી એવી સ્ત્રીઓ હતી જ ભરતકામ કરેલાં કપડાં બહાર વેચ્યા હતા પોતાના ગામથી બહાર લઈ ગઈ હતી પોતાના ગામથી બહાર એને બતાવ્યા હતા એને વેચ્યા હતા જેથી કરી જેથી કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ઘણા નવા નવા ઓપ્શન્સ મળી ગયા હતા કે એક કપડું જે આ રીતે પણ અમે લોકોએ સિવી શકીએ છીએ જેમાં ભરતકામ કરીને પણ લોકોના કપડા સીવી શકાય છે આનું તમે જોવા જાવ તો નવરાત્રીના કપડા અને એમાં જો ભરતકામ કરેલું હોય ને તો તો એ પહેરીને ગરબા કરવાની ખૂબ જ મજા આવે અને હું ક્યાં ગરબા પર પહોંચી ગઈ મારે તો ગુજરાતની કળા વિશે વાત કરવાની હતી ને તો એ કળા એ ભરતકામ આજે પણ ઘણા વિસ્તારમાં થઈ રહ્યું છે ઘણા મોટા ક્ષેત્રે થઈ રહ્યું છે એમ નહીં કે રાજસ્થાનના લોકોએ એને બંધ કરાવ્યું અને બંધ થઈ ગયું ના આ ગુજરાત છે અને ગુજરાતમાં એ વસ્તુ ઘણી થતી હોય છે અને આજે પણ એ ભરતકામ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓમાં કરે છે અને મને જો કોઈ પૂછે મને મારી સહેલી પૂછે કે શું તને દરરોજમાં કેવાં કપડાં પહેરવા ગમે તો હું તો કહું કે મારે તો ભરતકામવાળી ઓઢણી જોઈએ છે મારે તો ભરતકામવાળાં કપડાં જોઈએ છે અને એની ઓઢણી જ્યારે એક સ્ત્રીના શરીર પર એ મુકાય છે એક સ્ત્રીના શરીર પર એ ઓળખાય છે તો જ્યારે તમને લાગે કે વાહ આ સ્ત્રીની સુંદરતા એની ભરતકામની ઓઢણીથી દેખાઈ રહી છે